મારું નજીકનું સ્થળ એટલે મને ગમતું ગિરનાર ગિરનાર એ જુનાગઢ ગુજરાતમાં વસેલું એક ઐતિહાસિક સ્થળ છે કે જ્યાં હિન્દુ ધર્મનાં એક લોકવાયકા મુજબ તેત્રીસ કરોડ દેવતાઓનો ત્યાં વાસ છે આ ગિરનારમાં હિન્દુ ધર્મના તેત્રીસ કરોડ દેવતાઓ ઉપરાંત જૈનોના બાવીસમાં તીર્થંકર ભગવાન શ્રી નેમિનાથ કે જેમના ત્રણ કલ્યાણકો આ ગિરનાર પર્વત ઉપર થયાં છે એવી ઐતિહાસિક ભૂમિ અને ઐતિહાસિક ધાર્મિક સ્થળ એ મને ગમતું ગિરનાર છે પ્રાયઃ કરી અને લગભગ શિયાળાની અંદર અમે મિત્ર વર્તુળ સાથે અથવા તો પરિવાર સાથે આવાં પવિત્ર ભૂમિ એવી ગિરનારની અમે બધા સાથે મળી અને અમે જાત્રા કરીએ છીએ જાત્રા કરીએ કારણ કે કોઈપણ ધાર્મિક સ્થળ હોય તેની મુલાકાત લો એટલે એને જાત્રા કહેવામાં આવે છે આ ઉપરાંત અંબિકા દેવી કે જે હિન્દુ ધર્મની પ્રમુખ એક દેવી છે તેમનાં પણ ત્યાં બેસણાં છે અને તે ગિરનારની ટોચ ઉપર બિરાજે છે આ ધાર્મિક સ્થળ ગિરનાર કે જેનાં દસ હજાર પગથિયાંઓ છે આ ઉપરાંત ભગવાન દતાત્રેયનાં પગલાઓ પણ ત્યાં આવેલાં છે આ ધાર્મિક સ્થળ જેની ચારે બાજુ ફક્ત ને ફક્ત હરિયાળી જ રહેલી છે તેની તળેટીમાં અસંખ્ય એવા જૈનોનાં દેરાસરો છે તેમજ હિન્દુ ધર્મના ઘણા બધા અસંખ્ય દેવી દેવતાઓનાં મંદિરો પણ ત્યાં આવેલાં છે આ ગિરનારની એક લોક વાયકા એવી પણ છે કે જ્યાં ઘણા બધા હિન્દુ ધર્મના સાધુ સંતો હઠ યોગી બાળ યોગી રાજ યોગી પણ ત્યાં વસવાટ કરે છે અને આ ધાર્મિક સ્થળનો પ્રભાવ એવો છે કે આ દરેક યોગીઓ ઘણાં બધા વર્ષોથી તપશ્ચર્યાઓ ત્યાં કરે છે અને એવી પણ લોક વાયકા છે કે જેમની પણ તપસ્યા હોય તો કોઈ ઘણાં બધા વર્ષોથી ભૂખ્યા રહે છે ઘણાં બધા વર્ષોથી કોઈ ઊંઘ નથી કરતું અને બસ પોતાની મસ્તીમાં પોતાના નિજાનંદમાં લીન રહે છે એવું આ ધાર્મિક સ્થળ એટલે ગિરનાર ગિરનાર વિષેની એક લોક વાયકા એવી છે કે આપણા મનુષ્ય જન્મને સાર્થક કરવું હોય તો તેના માટે મોક્ષે જવું પડે અને જો કોઈપણ પશુ પંખી પણ આ ગિરનાર ઉપરથી ફક્ત એક વખત પસાર થાય તો એ ત્રીજા ભવે મોક્ષને પ્રાપ્ત કરે છે એવું આ સુંદર મજાનું ગિરનારનું મહત્ત્વ છે ગિરનારની જે તળેટી છે ત્યાં ભગવાન મહાદેવ ભોળાનાથ શંકરનું એક સુંદર મજાનું પ્રાચીન એવું મંદિર પણ આવેલું છે અને એ જ પ્રાચીન મંદિર ઉપરથી આ વિસ્તારનું નામ ભવનાથ પડેલું છે એટલે કે ત્યાં ભવનાથ મહાદેવ મંદિર આવેલું છે અને દર વર્ષે આ ભવનાથ મહાદેવ મંદિરનાં સાંનિધ્યમાં મહા શિવરાત્રિનો મેળો પણ યોજવામાં આવે છે અને આપણા માનનીય પૂર્વ ગુજરાતના મંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીએ આમની પહેલાં આ મહા શિવરાત્રિના મેળાને મિનિ કુંભનો દરજ્જો આપેલ છે કે જ્યાં દેશ વિદેશથી સાધુ સંતો અહીં આવે છે અને ભગવાન શિવના આરાધકો એ નગ્ન અવસ્થામાં હોય અટલે કે એમને નાગા બાવા તરીકે ઓળખવામાં આવે છે અને જેમનાં સાંનિધ્યમાં આ મહાદેવનાં સાંનિધ્યમાં આમનો મેળો અમારે યોજાય છે અને જેમાં અમારે લાખો શ્રદ્ધાળુઓ એની અંદર આ મેળામાં ભાગ લે છે આ ઉપરાંત મહા શિવરાત્રિનો મેળો કે જ્યાં ભજન અને ભોજનનો પણ સંગમ હોય છે અને અહીં આવતા દરેક શ્રદ્ધાળુઓ માટે અહીં ભજન અને ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા હોય છે એવું આ ધાર્મિક અને પવિત્ર એવું સ્થળ છે બીજું કે જુનાગઢની અંદર જે ગિરનાર પર્વત આવેલો છે તેને ફરતે એટલે કે લગભગ સાડત્રીસ કિલોમીટર જેવો વિસ્તાર છે કે જ્યાં દર વર્ષે દિવાળી પછી પરિક્રમાનું આયોજન થાય છે કે એ દિવાળી પછી જે પરિક્રમાનું આયોજન છે તેમાં પણ લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અને શ્રદ્ધા લઈ અને ત્રણ દિવસની અંદર કોઈ પાંચ દિવસની અંદર આ સાડત્રીસ કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરે છે અને દરેક ભગવાનને યાદ કરી અને પોતાનાં પુણ્યનું ભાથું બાંધે છે અને આ લાખો શ્રદ્ધાળુઓ માટે પણ ઠેર ઠેર ભોજન અને ભજનની વ્યવસ્થા પણ અહીં રાખવામાં આવે છે બસ બીજું તો ઘણું બધું કહી શકીએ પણ ગિરનાર પર્વત એ જુનાગઢનું સૌથી પ્રાચીન અને સુંદર અને રમણીય એવું સ્થળ છે માટે એક વખત અવશ્ય મુલાકાત આ જીવનમાં કોઈપણ વ્યક્તિ હોય તેમને ગિરનારની એક વખત અચૂક વ્યવસ્થા એક વખત અચૂક મુલાકાત લેવી જ જોઈએ